ના હું એવું નથી માનતી કે રસોઈ ફક્ત મહિલાઓનું જ કામ છે હા પરંતુ બાળપણથી હું જોતી આવી છું સંયુકત કુટુંબમાં રહેતી હતી એટલે મારાં દાદી કાકી મમ્મી એ બધાં જ મોટે ભાગે રસોઈ કરતાં એ લોકોનાં ઉપર જ રસોઈનો બોજો આવતો અને બીજું એ કે ત્યારે પુરુષો ખૂબ જ સ્ટ્રીક હતા અને પાણીનો ગ્લાસ પણ એ લોકો જાતે નહોતા લેતા એ પણ મમ્મી દાદી એ લોકોએ જ આપવો પડતો બીજું કે એ જમાનામાં ત્યારે એ બધું સચવાઈ જતું પુરુષોની ઇચ્છાઓ કારણ કે સંયુકત કુટુંબમાં બધાં રહેતાં હતાં એટલે પુરુષોને ભાગે રસોઈ કરવાનું કે બીજા કોઈ પણ કામ એવાં આવતાં નહીં કે જેથી બધું પુરુષોની બધી ઈચ્છાઓ સચવાઈ જતી પરંતુ હવે ધીમે ધીમે આજનો યુગ આખો બદલાઈ ગયો બધાં નોકરી ધંધાના હિસાબે ને લીધે બધાં સ્વતંત્ર રહેવાં માંડ્યા એટલે કે કુટુંબ વિભક્ત થવા માંડ્યા અને એમાં જ્યારે ફક્ત ચાર જ જણા રહેતાં હોય ત્યારે જ્યારે કંઇક સ્ત્રી રજસ્વલા થાય ત્યારે હું તો એક બ્રાહ્મણ કુટુંબની દીકરી છું એટલે હા અમારે ત્યાં તો આવા પીરિયડ વખતે ખૂબ જ પાળવાનું હોય તો તે વખતે વિભક્ત કુટુંબ થવાંને કારણે પુરુષોએ કમ્પલ્સરી એ કરવાનું એમને ભાગે આવ્યું અને એ રીતે પુરુષ ઘડાતો ગયો અને બીજું એ કે આજના જમાનામાં ફક્ત પુરુષો જ નોકરી કરે એવું નથી પહેલાંના જમાનામાં એવું હતું કે ફક્ત પુરુષો જ કામ ધંધો કરતા અને સ્ત્રીઓ ઘરનું રસોઈનું સંભાળતી જ્યારે આજનો યુગ એટલો બધો આધુનિક થતો ગયો અને કહીએ તો એટલી બધી લક્ઝુરિયસ લાઈફ વધી ગઈ કે સ્ત્રીઓ પણ સાથે નોકરી ધંધો કરે એટલે બંને જણા વર્કિંગ હોય છે બીજું એ કે આજનું આજના જમાનામાં મોંઘવારી પણ એટલી બધી વધી ગઈ છે કે સ્ત્રીઓએ નોકરી કરવી જ પડે કે જેથી કુટુંબ સંસાર સરળતાથી ચાલી શકે એટલા માટે સ્ત્રીઓ અને પુરુષો બંને જણા જે રીતે અનુકૂળતા હોય તે રીતે એકબીજાને એકજેસ્ટ થઈ ને રસોઈમાં પણ મદદ કરે છે હા મારા પરિવારમાં પુરુષો રસોઈ કરે છે અને એમાં પણ મારો દીકરો એ કરતો પણ શીખી ગયો કારણ કે આજનો યુગ જ એવો છે